અમે કાલે ઓલા બૂકમાં પેલું એ કર્યું તું પણ કાલે આવતીકાલે મને કદાચ અ બહાર જવાનું હોય સુરત જવાનું છે તો તમે મારી પાસે ડિસ્કાઉન્ટ કૂપન નથી તો તો શું તમે મને ડિસ્કાઉન્ટ કૂપન આપશો કે પછી અમે તો અવારનવાર આવી રીતે હ મ મુસાફરી કરીએ છીએ પણ મારી પાસે છે નહીં તો તમે આપશો કેમકે પણ એ શું છે પ પચાસ ટકાને તમે પંદર ટકા આપશો તમે તમે એનાથી વધુ નહીં આપી શકો કારણ કે તમારી પાસે છે નહીં તો તમે આપશો તો તમારો ખૂબ ખૂબ આભાર અમે ઓલા અમે એક બુક એમાં એપમાંથી અમે બૂક કરાવી હતી તો એ પ્રમાણે અમે શું કે ભાઈ જઈ શકીએ છીએ કે કેમકે અમે અવાર નવાર કરીએ સ છીએ તો તમે આપશો તો તમારો ખૂબ ખૂબ આભાર છે કે અમારો સ મુસાફરી શું અમારે ફોન કરીને તમે બોલાવી લઈએ અને અમે આ આનાથી જતાં રહીએ તો તમે બોલાવશો તમારો ખૂબ આભાર થેન્ક યુ